હ રેગ્યુલર એવું બનતું હોય છે કે આજે શું રાંધવું આજે શાકમાં શું બનાવવું આજે રોટલી બનાવી પૂરી બનાવવી પૂરી શાક બનાવવું કે શાક શેનું બનાવવું એવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે હા મારી સાથે પણ આવું કેટલું બન્યું છે ક્યારેક એવું લાગે આજ તો આ શાક તો ખાધેલું છે ઓલું શાકે ખાધેલું છે અ ઓલું શાક તો હમણાં જ ખાધેલું હતું તો આજે ક્યું શાક બનાવું આવો સામનો ઘણી વખત કરવો પડતો હોય છે હું પણ આ પરિસ્થિતિમાંથી પસાર થયેલી છું તો આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે ફર્સ્ટ ઓફ ઓલ તો વિકલી પ્લાનિંગ કરવામાં આવે છે જેમકે મ અઠવાડિયાનો રાશન એક સાથે લઈ લેવામાં આવે છે અને અઠવાડિયાના શાક પણ ફિક્સ રાખવામાં આવે છે પણ ક્યારેક એવું થાય છે કે અઠવાડિયાનું જે પ્લાનિંગ કરેલું હોય છે તે વર્ક કરતું નથી અને જેના કારણે કોઈ પણ શાકમાં ફેરફાર કરવો પડે છે અને આવો સામનો ન કરવા માટે કેટલીક વખત કોઈ નવી આઈટમ બનાવામાં આવે છે અને તેના પર આગળ વધવામાં આવે છે જેના કરીને જેથી કરીને આ આજે શું બનાવું તેનો સામનો કરવો ન પડે અને કેટલી વખત જો આવું થાય તો કંઈ સાદું એવું ભોજન અથવા તો કંઈ નવીન આઈટમ બનાવીને ખાઈ લેવામાં આવે છે જેનાથી અ તેનું જે તે સમસ્યાનો સામનો ન કરવો પડે